ગુજરાતમાં શિક્ષણ મેળવતી વખતે વિદ્યાર્થીઓને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે જેમ કે આપણે ત્યાં ગુજરાતમાં ઘણા બધા પ્રકારની શાળાઓ છે જેમાં અલગ અલગ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે જેમાં સરકારી શાળામાંની વાત કરું તો સરકારી શાળામાં ફીની ગુણવત્તા ખૂબ જ ઓછી હોય છે જેમ કે નિઃશુલ્ક જ હોય છે સરકારી શાળામાં તો જ તમારો ગણવેશ આપવામાં આવે છે પુસ્તકો આપવામાં આવે છે દફ્તરો આપવામાં આવે છે ઈવન છોકરાઓ જ્યારે મોટા થાય છે ત્યારે એમને સાઇકલ પણ આપવામાં આવે છે તો ઘણી બધી લાભ પણ છે પણ ત્યારે એની સામે જ્યારે ખાનગી શાળાઓ છે તો ખાનગી શાળાઓમાં ફી દસ ગણી વધારે હોય છે અને ત્યાંની જે પણ બાળકોને જે ફેસેલિટી આપવામાં આવે છે ખૂબ મોટા પ્રકારની ને ખૂબ સારી ગુણવત્તાની આપવામાં આવે છે સરકારી શાળાઓમાં ઘણી એવી શાળાઓ છે કે જ્યાં હવે એટલું બધું શિક્ષણ સુધરી ગયું છે કે ત્યાં દરેક લેસન દીઠ બધાને પ્રશ્નોતરી કરીને કે કયા બાળકને કેટલી ગુણવત્તાનું શિક્ષણ મળ્યું છે કેટલી સમજ પડી છે કેટલી વિષય વસ્તુની સમજ શેની નથી પડી એવી વસ્તુઓ પર ભાર આપીને આગળના વિષય વસ્તુ પર જાય છે જે ઘણી સારી બાબત છે અને ત્યાં પણ હવે નવા નવા પ્રોજેક્ટરો આવી ગયા છે કે જેનાથી બાળકોમાં એના કક્ષાને લઈને શિક્ષણ આપવામાં આવે છે જ્યારે અમુક ખાનગી અરે સ સ સરકારી શાળાઓ એવી છે કે ત્યાં નાના રૂમ હોય છે અને કદાચ ત્યાં અજવાળું પણ નથી આવતું લાઈટ પણ ઓછી હોય છે અને ત્યાં વરસાદના સમયમાં તકલીફ પણ પડે છે અને ત્યાં સાઈઠથી સિતેર બાળકોને ભરવામાં આવે છે જ્યારે એ સમય ખાનગી શાળાઓમાં ઘણી વાર એવું થાય છે કે ઘણી શાળઓમાં એવું હોય છે કે મોટા રૂમ જેવા મોટા રૂમ મોટા ઓરડો હોય છે ને તેમાં કદાચ પંદરથી વીસ જ છોકરાઓ હોય છે વિદ્યાર્થીઓ હોય છે અને ત્યાં પણ બે શિક્ષકો આપવામાં આવે છે એટલે તેની ગુણવત્તા ખૂબ જ બાળકને સારી મળે છે શિક્ષણની ગુણવત્તા ખૂબ સારી હોય છે એટલે કી ફી ના ફીની વાત કરું તો ફી પ્રમાણે સરકાર ખાનગી શાળાઓમાં ફીનું લેવલ બહુ જ મોટું હોય છે વધારે પડતી ફી હોય છે દસ ગણી વધારે તો જે મધ્યમ વર્ગના પરિવાર છે તે લોકોને ત્યાં પોસાતું નથી ત્યાં એ શાળામાં પોતાના બાળકને મુકવા માટે પણ પોસાતું નથી અને ત્યારે તે સરકારી શાળામાં પણ મૂકે છે અને ઘણી એવી સરકારી શાળાઓ જોઈ છે કે ત્યાં પ્રવેશ લેવા માટે ચાર ચાર દિવસની લાઈન લાગી હોય છે એવી પણ શાળાઓ આપણા સુરતમાં બી છે ગુજરાતમાં પણ છે ત્યારે એમ થાય છે કે શિક્ષણની ગુણવત્તા સરકારે જે કરી છે એમાં ઘણો ધરખમ ફેરફાર આવ્યો છે કે જેનાથી આજના બાળકને ગુણવત્તાવાળું શિક્ષણ મળે અને કલાસરૂમમાં ખાનગી શાળાઓમાં હવે એટલી બધી હરીફાઈમાં આવી છે કે દરેક શાળા પોતાનું શ્રેષ્ઠ વિદ્યાર્થીને કેવી રીતે આપે તેના માટે પ્રત્યક્ષ શિક્ષણ આપે છે પછી એ પહેલાંના લોકો જ્યારે સ્લેટ પેન પાટી પેન નહિ હતી ત્યારે દીવાલ પર કે પછી નીચેના એના પર કોલસાથી તે લોકો પોતાની ગણતરી કે પોતાના વિષયને વિષયની માટે ભણતા હતા તેવી જ રીતે હવે ખાનગી શાળાઓમાં પણ એવું કર્યું છે કે નોટ અને પેનથી લખવાના બદલે નોટ અને પેનથી તો લખવાનું જ પણ બાળકને હજી સારી રીતે સમજાવવા માટે નીચે ટાઇલ્સ જે તમારી નીચે લખીને દી દીવાલ પર લખીને ટાઇલ્સ પર લખાવડાવે છે ત્યાં એ લોકો કાળા પાટિયા જેવું બનાવીને ત્યાં બાળકોને લખાવડાવે છે અને સાથે સાથે નીચે દી દીવાલો પર નીચેના ટાઇલ્સ પર પણ લખાવે છે કે જેનાથી બાળકો ઘણું સારી રીતે ઝડપથી અલગ અલગ પદ્ધતિથી ભણે છે નોટ અને પેનથી શ્રવણ શક્તિ અને દૃશ્યથી પણ ભણે સ સાથે અલગ અલગ રમત દ્વારા પણ એ લોકો શીખતા હોય છે